હેલો હા મારે જથ્થા બંધ માલ આકે જૂની ચોપળીઓ પછી પેન્સિલ રબળ એવું બધુ જોઈએ છે તો શું તમે રાખો છો એ બધુ અવેલેબલ છે તમારી જોળે

હા નાના નાના એવું છે હા તો હ હં હ હા હા એ એ બધુંજ જોઈએ છે પછી આપળે પેન્ટ માટેના કાગળ બી એબી જોઈએ છે એ તમારે કેટલી સાઇજના અવેલેબલ છે હ હ ઓકે હ હ હ હ હ હ હ હા હા હા હા હા હા હા તો હું આવી જાઈસ બસ સારું ચલો થેન્ક યુ